આપણે ભારતમાં ગણીએ તો ખોરાકમાં ગણીએ તો લોકપ્રિય ડીશ છે એક ભારતની એક સૌરાષ્ટ્રમાં તો ગુજરાતી ડીશ છે આપણે મહારાષ્ટ્ર જાય તો મહારાષ્ટ્રીયન ડીશ છે એવી રીતે અલગ અલગ કેરેલા જાઓ તો કેરેલિયન ડીશ છે સાઉથમાં જાવ એટલે કેરેલા સાઉથમાં જાવ તો અલગ અલગ એવી પોતાની પોતા મરી મસાલા અને એવી બધી અલગ અલગ ડીશો છે એવી ગણવામાં આવે છે અલગ અલગ રાજ્યની અલગ અલગ સારી એવી લોકપ્રિય ડીશો છે એ ભારતમાં પણ ઘણી ખરી જે અલગ અલગ દેશ છે એની લોકપ્રિય ડિશો ઘણી ખરી છે